જ્યારે આપણે કોઈ જગ્યાએ કામ કરતા હોઈએ છીએ પછી એ ભલે નાની જગ્યા હોય કે મોટી કંપનીઓ હોય કાર્ય સ્થળે કર્મચારીઓ સાથે તકરાર થવી એ સહજ વાત છે સાથીકામદારો સાથે નાની મોટી વાતમાં તકરાર થતી હોય છે અને એ તકરારને હેન્ડલ કરવી જ પડતી હોય છે આ માટે ખાસ તો હું એ જોતો હોઉં છે કે હાલ જે તકરાર થઈ રહી છે એ વાતમાં હું સાચો છું કે ખોટો એ વાત માટે હું મારા સીનીયર કે બીજા સાથી કામદારની મદદથી જાણીને પછી એ તકરારને પતાવવા માટે મારી આગળની કાર્યવાહી કરું છું જો મારાથી આ તકરારનું સમાધાન ન થાય તો મારા સીનીયરને આ વાત એમના ધ્યાને લાવીને આ તકરારનું નિવારણ થાય અને સાથી કર્મચારી પણ સકારાત્મક વિચારો સાથે સંબંધો સુધરે તેવું વાતાવરણ ઊભો કરતો હોઉં છું જરૂર લાગે અને મારી ભૂલ હોય તો હું સાથી કર્મચારીની માફી પણ માંગીને તકરારનો અંત કરવામાં માનું છું